હેલો હં હં હમ હમ હા એટલે આરંભમાં જે સ્તુતી કરવાની આવે છે તે જ ને હં હં ચિંતા નહીં કરશો તમે કઈ તારીખ છે ઓ હો હો બહુ નજીકના દિવસમાં શીખવાનું છે હં હં કંઈ વાંધો નહીં આત્મવિશ્વાસ નહીં ગુમાવતા તમે સમય બગાડ્યા વગર કલાસને જોઈન્ટ કરો અને હું બને એટલા પ્રયત્નથી તમને શીખવાડવાની કોશિશ કરીશ બરાબર છે તમને થોડું ઘણું કંઈ નોલેજ ખરું હા હા હા સો ટકા હં હં હા હા હા બસ જો તમારો આત્મવિશ્વાસ હોય ને તો તમે કંઈ પણ કરી શકો હા હા હા હા શીખવાડવાની જવાબદારી મારી પણ તમારો કોન્ફિડન્સ અપ જોઈએ મને હા તમે કંઈ પણ કરી શકો તમે ધારોને તો તમે કંઈ પણ કરી શકો પણ એના માટે એ વસ્તુ માટે લાગી રહેવું જરૂરી છે અને સમયસર ક્લાસ પર તમે સાત દિવસ આવી જાઉં તો તમે કરી શકશો હા હા બસ આવી જશે તો